હેલો તમે ગેસ ઈન્ડિયા એજન્સીમાંથી બોલો છો

ગેસ સિલેન્ડર બુક કરાવ્યું છે હા તો એની ડિલેવરી નીકળી ગઈ છે હા મારા ત્યાં પ્રસંગ છે હા મારે બાટલાની જરૂર છે તો બને ત્યાં સુધી જલ્દી આવી શકે તેમ કહેજો તમારા ડિલેવરી બોયને હા મારા બુકિંગ આંકડા પંચાણું છોત્તેર બેતાલીસ હા મારો આધાર કાર્ડના ચાર આંકડા બોત્તેર સત્તાણું હા ઓકે થેન્ક યુ